ગુજરાતમાં વ્યાપાર ક્ષેત્ર એ એકંદરે આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં ખરી રીતે યોગદાન આપી આપી રહ્યું છે કારણ કે ગુજરાતમાં જે વ્યાપાર ક્ષેત્ર છે એ આજે ખૂબ જ ચડિયાતું એક નામ ધરાવે છે આપણે અહીંયાં ઘણા એવા ક્ષેત્ર છે વ્યાપાર ક્ષેત્ર છે કૃષિ ક્ષેત્ર છે ઉદ્યોગ ક્ષેત્ર છે ઘણા બધા જે ક્ષેત્ર છે તેમાં ગુજરાત આજે ઉપ ઉપ ઉપલા ક્રમે આવે છે તેનાથી આજે આપણા પ્રદેશ છે તેને એકંદરે આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં ઘણું એવું યોગદાન ફાળવ્યું છે જેના લીધે ગુજરાતમાં ઘણી એવી બધી સ્થિતિ હતી આજે એ નથી જોવા મળી અને આજે એ કંઈક અલગ લેવલનું ગુજરાત આપણને વ્યાપાર ક્ષેત્રમાં જોવા મળે છે અહીંયાં જે બધી ગુજરાતમાં વ્યાપાર ક્ષેત્રને અનુલક્ષીને આજે ઘણીબધી ઇન્ડસ્ટ્રીઓ સ્થ સ્થપાઈ છે ઘણાય બધા એવા બંદરો સ્થપાયા છે ઘણા બધા એવા મોલ્સ સ્થપાયા છે ઘણા બધા એવા જીઆઈડીસી કંપનીઓ સ્થપાઈ છે જે બધી એવી હીરાની અથવા તો કે કોઈક કપડાંની એવી રેમંડની એવી બધી જે વ્યાપાર ક્ષેત્રમાં જે ચડિયાતી છે એ બધી જે કંપનીઓ સ્થપાઈ છે જે ઘરમાં આપણે યુઝ કરીએ છીએ એવી સિમેન્ટ છે કપચી છે એ બધામાં પણ ગુજરાતે વ્યાપાર માટે ગુજરાતમાં રહેતા લોકોએ વ્યાપાર માટે એની અનેકો અનેક એવી વૃદ્ધિ લાવી છે જેનાથી ગુજરાતમાં તો ફાયદો થયો જ છે પણ આવનારી પેઢીઓને પણ આનું ખરું એવી રીતે માર્ગદર્શન મળે તેની પણ વૃદ્ધિ અહીંયાં જોવા મળે છે તે ખરી રીતે તો વિકાસમાં પણ ગુજરાત અવ્વલ નંબરે છે ગુજરાતમાં શરૂઆતમાં તમે આપણે જોવા જઈએ તો પાણી અને ગટર લાઇનની સુવિધા નહોતી હવે વ્યાપાર ક્ષેત્રના લીધે રોડની સુવિધા થઈ રોડની સુવિધા થઈ પછી ગામળાઓમાં કેનાલ યોજનાની શરૂઆત થઈ કે એકે ગામડું એવું ન રહેવું જોએ કે જ્યાં પાણીની સગવળ ના હોય એ રીતે વ્યાપારે એટલી વૃદ્ધિનો વિકાસ કર્યો છે કે ત્યાંથી આપણને બધા ગામડાઓમાં અત્યારે એક પણ ગામડું એવું નથી કે જ્યાં પાણીનો પુરવઠો ઓછો જોવા મળે અથવા તો નહિવત પાણી મળે એવું કોઈ ગામ અત્યારે બચ્યું જ નથી જ્યાં પાણીનો સંગ્રહ ન હોય અત્યારે બધા જ જગ્યાએ પાણીનો પૂરજોશમાં પુરવઠો છે રહેલો છે પહેલાંના સમયમાં અમુક જગ્યાએ ગામળાઓમાં ખાસ કરીને જ્યાં લાઇટ નહોતી પછી લાઇટ નહોતી એટલે બધાએ માંગણી કરી તે પછી બધાએ મતલબ ત્યાંથી વ્યાપારે એટલી વૃદ્ધિ પામી વૃદ્ધિ કરી બધાને લાઇટની જોગવણી કરી આપી હવે બધાને ઘરે ઘર લાઇટની ખૂબ જ એવી સારી રીતે સગવળ છે આ સગવળ એના માટે થઈ કે જ્યાંથી ગુજરાતમાં રહેલા માણસો તો આ આની ઉપર કાર્ય કરે છે પરંતુ જે વ્યાપાર ક્ષેત્ર છે જે આજે ઉદ્યોગ ક્ષેત્ર છે તેમાં વ્યાપાર ક્ષેત્રમાં આ રીતે જે લાઇટનું જે ક્ષેત્ર છે લાઇટ બિલનું જે ક્ષેત્ર છે જીઆઈડીસી છે એ બધી એટલી પૂરજોશમાં કામ કરી રહ્યું છે કે ગુજરાતમાં આની માટે જોગવણી આપતા આનું પૂરજોશમાં કામ ચાલી રહેલું છે અત્યારે એકે ગામડામાં એવું નથી કે જ્યાં લાઇટ ના હોય ત્યાં ફૂલ જો આખો દિવસ લાઇટ હોય છે અને તેનાથી ખેડુતને પણ એવી રીતે સારી ખેતી થાય છે કે તે પાણીનો પૂરો ઉપયોગ કરી શકે પાણીનો વીજળીનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે આ એક જ વસ્તુથી પોસિબલ છે કે જ્યારે વ્યાપાર એટલું ઊંચે હોય અત્યારે અહીંયાં બધી બિલ્ડિંગો બને છે તેમાં સિમેન્ટ અને કપચીનો પણ ઉપયોગ થાય છે એ એક મોટી ઇન્ડસ્ટ્રિયલને કારણે છે કારણ કે ઇન્ડસ્ટ્રિયલમાં જો સિમેન્ટ અને કપચીનો સંગ્રહ ન હોય તો એ આપણા સુધી પહોંચી શકે એમ જ નથી એટલે જો આ મોટી મોટી ઊંચી વ્યાપારની જે દૃષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો એ બહુ ખૂબ જોશમાં ગુજરાત અવ્વલ નંબરે આવે છે પછી જોએ દરિયાઈ બંદરમાં પણ મતલબ દરિયા એવા બંદરમાં પણ જે મોટા મોટા જે બંદરો છે તે પણમાં ગુજરાત આવે છે તે પણ એક વ્યાપારની દૃષ્ટિએ જોવા જઈએ તો વ્યાપાર ક્ષેત્રમાં જ આવશે કારણ કે વ્યાપાર ક્ષેત્રમાં જે નાના નાના એવા બંદરો છે જ્યાંથી સામાનની લેવડદેવડ તો થાય છે પરંતુ જે માછીમારો છે અને જે બીજા બિઝનેસમેનો છે જે પોતાનો આ રીતે દરિયામાં અથવા બંદરમાં પોતાનો ગુજરાન ચલાવે છે ત્યાંથી એ લોકો વ્યાપાર શરૂ કરેલો છે એ ફૂલ કુલ જોવા જઈએ તો એ વ્યાપાર ક્ષેત્રમાંથી ઊભું કરેલું એક નાણું છે એ વ્યાપાર ક્ષેત્રમાંથી આપણને મળતો એક લાભ છે એ આપણે જોવા જઈએ તો જામનગરમાં જે રિલાયન્સ મોલ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે પહેલાં જામનગર બહુ નાનું હતું ત્યારે પણ ત્યાં પણ કંઈ હતું નહીં પણ અત્યારે રિલાયન્સ જે ફેક્ટરી જે ઇન્ડસ્ટ્રિયલ છે એનાથી જામનગર આખું ફેમસ થઈ ગયું છે એ ખૂબ મોટા પાયા પર એ રિલાયન્સ જે થયું છે ખૂબ મોટા પાયા પર છે અહીંયાં વલસાડની વાત કરીએ તો વલસાળમાં પણ તિથલ જે બંદર છે ત્યાંથી કકવાડ અને આ બધા બંદર રીતે માછીમારો ખૂબ અહીંયાંથી વ્યાપાર શરૂ કરેલો છે એ બંદરની ખાસિયત કહેવાય કે એક વ્યાપારની ખાસિયત કેવાય કે જે અહીંયાંથી આપણને એક ઓપ્સન મતલબ વિકલ્પ મળી રહ્યો છે આ વિકલ્પ ખૂબ મોટા પાયે થએલો છે કે જેમાંથી વ્યાપાર ક્ષેત્રમાં આપણે ઉપરના ક્રમે છીએ અહીંયાં વલસાડમાં અતુલ ઇન્ડસ્ટ્રી આવી પછી આ વલસાડનું નામ ઉંચકાઈ ગયું કે આ વાપી જીઆઈડીસી આવી પછી વલસાડનું નામ અવ્વલ નંબરે છે અત્યારે જોવા જઈએ તો અહીંયાં વાપીમાં જીઆઈડીસી મુખ્ય ગણાય છે અતુલ ઇન્ડસ્ટ્રી આવી પછી અહીંયાં ઘણો ફેર આવી રીતે જે વ્યાપાર ક્ષેત્રમાં છે તે અનોખી અનોખીને અનોખી વૃદ્ધિ થયા કરે છે વ્યાપાર ક્ષેત્રના લીધે રોડ યોજના થઈ કેનાલ યોજના થઈ વીજળી યોજના થઈ આ બધી યોજના આપણા બધા એક એક ઘર સુધી એક એક માણસ સુધી પૂરી પાડી પડી રહે છે જેનો ફાયદો એક જ છે કે જે વ્યાપાર ક્ષેત્ર છે એમાં વૃદ્ધિ પણ થાય છે સાથે સાથે વિકાસ પણ થાય છે આ જે બધી વૃદ્ધિ થાય એ આ રીતે બધી કે યોજના હેઠળ થાય છે વ્યાપાર ક્ષેત્રમાં જ્યારે વૃદ્ધિ થાય તો તેની સાથે વિકાસ પણ થતો જોવા મળે છે માણસ વૃદ્ધિથી પછી વિકાસ તરફ આવે છે જેને પૂરી રીતે વૃદ્ધિ અને વિકાસ કહેવામાં આવે છે આ રીતે માણસને પૂરજોશમાં એવી વ્યાપાર ક્ષેત્રે ખૂબ ઊંડાણપૂર્વકની સમજ મળીને આજે ગુજરાતમાં એક એક ખ્યાતનામ તરીકે આપણું વ્યાપાર ક્ષેત્ર પણ રહેલું છે જે ખૂબ ઉપયોગી થાય છે ઘરથી માંડીને એક નાના મોટા ગામડા સુધી બધાના ઘર ઘર સુધી આ બધી વ્યાપાર ક્ષેત્રની યોજના આજે સરકાર આપણને પૂરી પાડી છે અને દરેક માણસને જાગૃતતા પણ છે કે આપણું વ્યાપાર ક્ષેત્ર ઊંચા નંબર ઉપર છે આ રીતે આપણા વ્યાપાર ક્ષેત્રમાં ખૂબ ઊંચી જોગવણી થઈ છે અને ખૂબ સારી એવી પ્રગતિ થઈ છે અને આજે ગુજરાતમાં સારું એવી રીતે વ્યાપાર ક્ષેત્ર આજે ચાલી રહેલું છે ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઓ છે આજે જે બારના શહેરમાં નથી તે આપણા શહેરમાં છે આપણા ગુજરાતમાં થઈ રહેલું છે એ ખૂબ એક માણસ જ્યાં જ્યાંથી લાવે વ્યાપાર ક્ષેત્રની ખૂબ ઊંડાણ ઊંડાણપૂર્વક સમજીને ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરીને એ વ્યાપાર ક્ષેત્ર ચલાવી રહેલ છે વ્યાપાર ક્ષેત્ર આજે ખૂબ ખ્યાતનામ એવું થઈ ગ્યું છે અને તેના લીધે માણસનું જીવન પણ એવું અનુલક્ષીને એવી રીતે ચાલે છે કે એક માણસ પોતાના વ્યાપાર ઉપર ટકી રહેલો છે એના લીધે માણસની તો વૃદ્ધિ અને વિકાસ થાય છે પણ સાથે સાથે દેશની પણ અને તેમાં પણ આપણા ગુજરાતની આર્થિક વૃદ્ધિ અને વિશેષ એવી રીતે વિકાસ થઈ રહેલો જોવા મળે છે આ રીતે ગુજરાતમાં પણ અનેક અનેક એવી ઇન્ડસ્ટ્રીઓ સ્થપાઈ છે અનેક એવી જીઆઈડીસીઓ સ્થપાઈ છે અંકલેશ્વરમાં જોવા જઈએ તો ખૂબ એવી કેમિકલ ફેક્ટ્રીઓ છે ખૂબ એવી કેમિકલ જીઆઈડીસી છે જેના લીધે સામાન્યથી સામાન્ય માણસને બેરોજગાર રહેતો નથી વ્યાપારથી અનેક માણસો ગરીબ રહેતા નથી વ્યાપારથી વ્યાપારની દૃષ્ટિએ જોવા જઈએ તો ખૂબ કોઈ પણ માણસ ભૂખ્યો રહેતો નથી આ વ્યાપાર ક્ષેત્રની ખૂબી છે વ્યાપાર ક્ષેત્રની ખાસિયત છે વ્યાપાર ક્ષેત્રથી માણસ ગમે એ કરી શકે છે અને આજે એ આપણને દેખીતું ગુજરાતમાં જોવા મળે છે અમુક બંદરો પણ પણ જોવા મળે છે અમુક ઇન્ડસ્ટ્રિયલમાં કંપનીમાં બધે જ આ જોવા મળે છે અને આ રીતે ગુજરાત એક સા સારી સારી રીતે વ્યાપાર ક્ષેત્રમાં પોતાનું એકંદર સ્થાન અનુભવે છે તેની સાથે તેનું આર્થિક વૃદ્ધિ અને એવો ઘણો એવો વિકાસ ઘણો નહીં લાખો લોકો આનો યુઝ કરી રહ્યા છે એને આનાથી આપણને લાખો નહીં પણ કરોડો લોકોને આનો ફાયદો થયો થએલો જોવા મળે છે આ એક આપણા ગુજરાતમાં વ્યાપાર ક્ષેત્રની અનેક અનોરી અનોખી વૃદ્ધિ અને વિકાસ આપણને જોવા મળે છે